ગુજરાત રાજ્ય અને તેની ગુજરાતી ભાષા ગુજરાતી ભાષા એટલે ગુજરાત રાજ્યની અમૂલ્ય સંસ્કૃતી અને સમૃદ્ધ સાહિત્યનું પ્રતિબિંબ ગુજરાતી ભાષાની ભૂમિકા ગુજરાત રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને તેને આગળ વધારવા ખૂબ જ મહત્ત્વની છે ગુજરાતી ભાષા ગુજરાત રાજ્યની ભૂમિ સાથે જોડાયેલી છે ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા લોકકથા લોકસાહિત્ય અને લોકસંગીતમાં ગુજરાતી ભાષાનો ઊંડો પ્રભાવ છે ગુજરાતી ભાષા માત્ર સંદેશા વ્યવ્હારનો માધ્યમ નથી પરંતુ સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટીએ મહત્વની છે ગુજરાતી ભાષામાં લખાયેલી કવિતા અને અન્ય સાહિત્ય આજે પણ રાજ્યની સંસ્કૃતિને જીવંત રાખે છે શાળામાં બાળકોને ગુજરાતીમાં શિક્ષણ આપવાથી તેમનો ગુજરાતી સાથેનો સબંધ મજબૂત બને છે ગુજરાતની શાળા અને કોલેજમાં ગુજરાતી ભાષાના અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને તેમના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સમજ મળે અને ગુજરાતી ભાષાના જ્ઞાનથી તેઓ દેશ અને દુનિયામાં ગૌરવ અનુભવે છે ગુજરાતી ભાષાનો ઉપયોગ શિક્ષકો દ્વારા વિવેચકો દ્વારા વિદ્ધાનો દ્વારા થાય છે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાતી ભાષાનું મહત્વ તો છે જ પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ગુજરાતી ભાષા પણ એટલું જ મહત્વ ધરાવે છે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે પણ ગુજરાતી ભાષાનો બહોળો ઉપયોગ થાય છે આ રીતે ગુજરાતી ભાષા ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવામાં અને સંવર્ધિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગુજરાતની આગવી ઓળખ છે અને ગુજરાતની ભાષા દ્વારા આપણી પેઢી તથા આવનારી પેઢી આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાઓને જાણે અને સમજે